યોગ ક્રિયાઓમાં સામેલ થવાથી મારું માનસિક એ સંતુલન અને માનસિક આરોગ્ય સારું થયું અને ભાવનાત્મક રીતે હું સામેવાળી વ્યક્તિને વધારે સારી રીતે સમજતો થયો